અમારા વિસ્તારમાં અમે ઘણીબધી પરંપરાગત રમતો રમતાં હતાં જેનાં નામ સંતા કુકડી આઈસ પાઇસ થપ્પો લખોટી ક્રિકેટ ગિલ્લી દંડા કબડ્ડી વગેરે રમતાં હતાં

અમે રબરના ટાયરો ગોળ ગોળ ફેરવતા હતા એકબીજાને દોડીને થપ્પો કરતા નાના નાના ગોળા ગોળા ફેંકતા હતા અને એકબીજા ઘરે જઈને રમ શું કહેવાય ચેસ પછી કેરમ વગેરે રમતા હતા વગેરે વગેરે